હલ્લો હલ્લો હા બોલીયે હા હા બોલીયે બરાબર બરાબર બરાબર હા તો પછી શું થયું

તો તો તમારે તમને કંઈ પહેલે બીજી કઈં પ્રોબ્લમ છે કે ફસ્ટ ટાઇમ એટલે પહેલી વાર તમને આવું થયું અચ્છા સારું બરાબર હા તો કંઈ દવા બવા ચાલે છે તમારી એટલે તો રાત્રે તમને પછી ખાધા પછી ઉલ્ટી થઇ કે આવું કંઈ થયું

બરાબર બરાબર તો તમને ઊંઘ બરાબર આવી કે નહીં આવી બરાબર

બરાબર તો તમારે છે ને અપોઇમેન્ટ લેવી પડશે બરાબર એકવાર તમે મારા દવાખાનામાં વિઝિટ કરો બરાબર ને એકવાર તમે મને મારી મને એકવાર તમે બતાવો તો હું જોઉં કે શું છે કે શું નહીં બરાબર જોયા વગર તો ના ખબર પડે ને એટલે તમારે છે ને હમણાં બે દિવસ હલકું હલકું ખાવાનું બરાબર જેવું કે દાળ ચાવલ છે ને બરાબર દાળ ભાત છે ને બરાબર ને તમે અપોઈમેન્ટ આપું છું બરાબર તમે એકવાર વિઝિટ કરો ઓકે ઓકે થેન્ક યુ